આ તમારો ડિલિવરી જે મને આપી આ જે ઓર્ડર આપ્યો હતો સર એમાં જે તમે મને ઓર્ડર આપ્યો એમાં એણે એટલું ખરાબ અભદ્ર વર્તન કર્યું કે અની કોઈ સીમા નહીં બરાબર હવે આવા માણસને તમે તમારામાં રાખો છો તો આ ગ્રાહકોને તો તકલીફ પડે ને સાહેબ કારણ કે તમારી ડીલિવરી અમને ટાઇમે એક તો મળે નહીં અને એણે અમે કીધું કે કેમ મોડું થયું તો ટ્રાફિક હતું ને તમારે બધે શું પંચાતને એ બધું અમને એટલું ખરાબ શબ્દ બોલ્યો હું તો હતો નહી ઘરે મારાં મિસીસને એવું કીધું કે આમ ને તેમ ને તમારે લેવું હોય લો નહિતર કંઈ નહીં આવું બધું કીધું બરાબર તો એમાં અમારે શું કરવાનું તો આવા માણસોને રાખીને તો આ કંપનીને અમારે તમારા જે મૅનેજર હોય એનો નમ્બર આપો મારે એમને ફરિયાદ કરવી છે કે ભઈ આવા માણસો તમે રાખો છો તો એના બદલે કોઈ સારા વ્યવસ્થિત માણસોને રાખો ને કારણ કે અમારે ગમે ત્યારે આ બધું મગાવાનું હોય પ્રસંગે તો અમારા માણસો આવ્યા હોય પ્રસંગ હોય અને એમાં આવું બધું વર્તન કરે તો પછી એનું તો કોઈ મીનિંગ ના રહે ને સાહેબ એમ નહીં પણ થોડુક તો સમજવું પડે કે નહીં કારણ કે એ ડિલિવરી આપવા આવ્યો ને એને બધું કે તમારે બધું શું પંચાત ને તમારા ઉપર નથી એને થોડી રિસ્પેક્ટ નામની વસ્તુ તો હોય ને એનામાં હા હા એમ વાત છે કારણ કે પછી અનો કોઈ અર્થ ના રહે અમે પછી ફરિયાદ કરીએ અને એને એમ થાય કે નોકરી ક્યાં જવા દેવી આપણે કોઈની તો એમ ના ચાલે સર હા ના ના એણે બહુ ખરાબ વર્તન કર્યું એમની જોડે હું તો હતો નહીં નહિતર લપ થઇ જાય મારે તો એવા લોકો જોડે બરાબર કારણ કે એક તો એણે ઓર્ડર લેવો હોય તો ઓર્ડરથી જ મતલબ હોવો જોઇએ ને એમ બીજું શું કરવાની જરૂર હોય એવી બધી એને પંચાત બરાબર હા હા એટલે એવું જ હોય ને સવાલ જ નથી ને